અમે એવી એવી જગ્યા ગયા હતા જ્યાં જેની ટેકનોલોજી અને એ અલગ હોય ધારો કે ભાઈ અમે ગયા હતા રાજસ્થાન ત્યાંનો એક હેતુ એવો હતો કે ભાઈ ત્યાંની કે આખું અલગ જ હતું એટલે જેસલમેર ફરવા ગયા હતા તો કે ભાઈ ત્યાંના કલ્ચર છે ત્યાંની ટેકનોલોજી છે ત્યાંનાં લોકો છે તો એ પ્રમાણે અલગ અલગ એવું લાગતું હતુ કે ભાઈ આ આપણાથી એકદમ અલગ હોય કે ભાઈ આપણે એની દૃષ્ટિએ જોઈએ તો કે ભાઈ અલગ અલગ હોય કે ત્યાંનો ભાઈ આપણે જોઇએ ટેકનોલોજીનો યુઝ એ પણ લોકો વધારે વોકિંગ છે પછી એ લોકો વધારે કામ પર ફોકસ વર્ક પર ફોકસ કરે છે કામ પર ફોકસ કરે છે એમની ટેકનો ભાઈ એવી રીતે કે ભાઈ એમને એ રીતે આગળ વધવું હોય ભાઈ કોઈ છે અહીંયા આપણાં ત્યાં કે ભાઈ હવે તો શું છે તેમાં મોબાઈલનું એ ટેકનોલૉજી નહીં ને કેટલી બધી ટેકનોલોજીઑ આગળ વધી રહ્યું છે પણ અમુક જગ્યાએ એવું લાગે છે કે એ પોતાની અલગ રીતે થવાનો જગતથી અલગ થવાનો એવી રીતે લાગતો છે કે ભાઈ દિવસે દિવસે લોકો લોકો લોકો અલગ અલગ વિચારે છે કે ભાઈ અમે કેવી રીતના આગળ વધીએ અમે કઈ રીતે અમારી ટેકનોલોજીનો ઉપયોગ કરી સદુપયોગ કરી કઈ રીતે લોકોને આગળ વધારવાનો પ્રયાસ કરીએ કઈ રીતે લોકોના ઓછા સમયમાં વધુ કામ કરી શકે વધુ પૈસા કમાઈ શકે એવું વિચારી શકીએ તો એવો અમને એકવાર આનો અનુભવ એમ સમજો કે જગત જેસલમેર ગયા હતા તો એવું લાગતું હતું રાજસ્થાન